હા મેં છેલ્લાં રવિવારે સર્ટ ખરીદ્યો હતો એ સર્ટ સારો હતો મારાં માટે એ સર્ટ અત્યારે મેં જેટલા બી કપડાં ખરીદ્યા એનાં મુ તેની કંપ આપણે કંપેર કરવા જઈએ તો એ સર્ટ મારાં માટે મને ખૂબ જ ગમ્યો કોટનનો સર્ટ હતો અને ખૂબ જ હતો પ્રાઇઝ લેવલ જોવા જઈએ તો પ્રાઇઝ બી તેની સારી હતી સર્ટ જોવો સર્ટ સર્ટ અને પ્રાઇઝ કંપેર કરીએ તો સર્ટ બરાબર પ્રાઇઝ બી એની સારી જ હતી જોવા જઈએ તો બંને બરાબર હતું સર્ટ મને કોટનનો હતો એ ચેક્સમાં સર્ટ હતો અત્યારે જે ચા ચાલી રહ્યું છે એના માટેનો સર્ટ ખૂબ સારો અને ખૂબ જ મસ્ત હતો તેનો કલર જોવા જઈએ તો કલર એનો બ્લ્યુ ચેક્સમાં જે લાઈનીંગ હતી એ બ્લ્યુ લાઈનીંગવાળો હતો સર્ટ હતો એ સર્ટ બી સારો હતો